હલો હા કોણ બોલો હા ડૉક્ટર ભાઈ ડૉક્ટર સાહેબ પૂંજાભાઈ બોલું બોલોને હા હા બરાબર હવે તમે જે મેં તમને દવા આપી હતી એ બધી પૂરી થઈ ગઇ કે બાકી છે એમાંથી કંઈ બરાબર છે શું થાય છે તમને હા બરાબર બરાબર તો તમને હજી કંઈ ફરક જેવું લાગતું જ નથી કે કાંઇ દવાની અસર દેખાતી જ નથી બરાબર છે હવે એમાં એવું છે જો તમારે તમને જો તમારે રિપોર્ટ કરાવવા પડશે બરોબર રિપોર્ટ કરાવો ને એટલે આપણે ખબર પડે જો તમારે અશક્તિ જેવું હોય તો તમારા કાઉન્ટ પણ ઘટી શક્યા હોય તો તમે એમ કરો મને છે ને કાલે તો તમે છે ને આપણી જે શું કહેવાય હૉસ્પિટલે આવો અને ત્યાં આપણે તમારું કાઉન્ટ પણ કરી જોઇએ જો તમારા રિપોર્ટમાં જે પણ આવશે કારણ કે આમાં એવું છે અત્યારે ઝેરી મૅલેરિયાનો જે વાઇરસ છે ને એમાંથી ઘણા બધાને મૅલેરિયાનો વાયરસ લાગી ગયો છે સમજ્યા એટલે તમને પણ એવી અસર હોય શકે કારણ કે આમાં મારી પાસે ઘણાં બધાં એવાં પેશન્ટો પણ આવતાં હોય છે જેને મૅલેરિયાની ઝે ઝેરી મૅલેરિયાની અસર હોય છે એટલે એ તમને છે ને કાઉન્ટ પણ ઘટી શક્યા હોય એવું પણ હોય શકે તો તમે છે ને કાલે અહીં તમને જે પેલી દવાનું લિસ્ટ નથી આપ્યું એ પણ તમે સાથે લેતાં આવજો અને એ દવામાં કંઈ આપણે ફેરફાર કરીશું અને એકાદા બે ગ્લુકોઝના બાટલા તમને અશક્તિ જે છે એ પણ ઓછી થઈ જાય અને એકાદું તમને ગ્લુકોઝનું ઇન્જૅક્શન આપી દઈએ અને રિપોર્ટ કરીને પછી આપણે દવા કરી જે તમને પેલા દવાનાં જે હા હા વાંધો નહીં પણ તમે કાલે તમે દસેક વાગે પછી આવજો બરાબર હૉસ્પ હૉસ્પિટલે બરાબર બરાબર આ તો કાંઈ વાંધો નહીં એવું લાગે ને તો આપણાં હૉસ્પિટલની ઉપર છે ને જે લૅબોરેટરી રહીને ક્રોમા લૅબોરેટરી ત્યાં જઈને તમે લૅબોરેટરી પહેલાં કરી લેજો પછી રિપોર્ટ લઈને લૅબોરેટરી થઈ જાય ને તમારી તો મારી પાસે એ બસ દશની આજુ દશ વાગાની ખૂલી જશે બરાબર એટલે તમે ત્યાં જઈને રિપોર્ટ કરાવી લેજો એટલે તમને અંદાજ આવી જશે પછી મારી પાસે તમે રિપોર્ટ લઈને આવો ને આપણે યોગ્ય ઉપાય શું કહેવાય યોગ્ય ઉપચાર કરી શકીએ તમારો હા હા તમે કાલે આવો ને તો આમાં એવું છે તમને ઝેરી તમને મેં મૅલેરિયાની દવા આપી પણ તમને ઝેરી મૅલેરિયાની અસર હોય તો પછી આ દવા કામ ના કરે ને હવે તો તમે છે ને કાલે આવો ને હા હા ના એમાં એવું છે જો આમાં તમને પેરાસિટામોલ તમને દવા પણ આપી છે તમને પછી જે ઓલું તમને શું કહેવાય અશક્તિની હતી એની પણ તમને ગોળી આપી હતી તમને પેલો પાઉડર પણ તમને આપેલો ને ગ્લુકોઝનો પણ એમાં તમને આમ મૅલેરિયાની હોય તમને ખાવું ભાવે નહીં ગ્લુકોઝને એ પીવાનું ખાલી પાણી જેવું પ્રવાહી હોય તો એ તો તમને હું કહે નીકળી જતું હોય બહારે એટલે તમને શરીરમાં અશક્તિ જેવું લાગે હાં કંઈ વાંધો નહીં અનિલભાઈ કંઈ વાંધો નહીં તો કાલે દશ વાગે તમે આવી જજો બરોબર